જયારે હું બાઈક ચલાવતો હોય ત્યારે સૌ પેહલાં તો હું સલામતી માટે હેલ્મેટ રાખું છું એ ઉપરાંત ભીડવાળા રસ્તા કે નાની ગલીઓ અથવા તો નાની શેરીમા બાઈક ધીમેથી ચલાવું છું જેથી કરીને ત્યાં રમતાં નાના બાળકો કે પછી ઘરડા માણસોને કોઈ ઈજા ન થાય નહીં હાઈવે રોડ ઉપર નક્કી કરેલી સ્પીડ પર જ બાઈક ચલાવું છું પ્રવાસ કરતી વખતે મારી સાથે હંમેશા આર સી બૂક લાઈસંસ પી યુ સી અને વીમાની ઝેરોક્ષ કૉપી પણ સાથે રાખું છું તે ઉપરાંત હું બૅગમાં બૅગ પણ રાખું છું તે બેગમાં પાણીની બૉટલ અને જરૂરી દવાઓ પણ હોય છે કારણ કે બાઈકિંગ કરતી વખતે સલામતી રાખવી જરૂરી છે જેથી કરીએ કોઈને નુકસાન પણ ના થાય અને આપણે પણ સલામત રહીએ મારા મત મુજબ બધા લોકોએ બાઈક ચલાવતી વખતે ઉતાવળ કરવી ન જોઈએ મારે દરરોજ આર એંસીથી નેવું કિલોમીટર બાઈક ચલાવવાનું થાય છે જેથી કરીને સલામતીનાં પગલાં હું રાખું છું